ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા પહેલે તો સારી હોવી જોઈએ અને ભણવા માટે શિક્ષકો વધુ મહેનત કરવી પડે હમણાં બધા દેશો કરતાં ગુજરાત ઘણું બધું ઘણું બધું ભણતરમાં પછાત છે ભણતર સુધારવા માટે ઘણીબધી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ પહેલાં તો સ્કૂલ સ્વચ્છ હોવી જરૂરી છે સ્કૂલમાં આપણી પહેલાં તો માતૃભાષા હોવી જોઈએ જે દેશો પોતાની માતૃભાષાને જરૂરી સમજે છે એવી જ રીતે આપણે ગુજરાતમાં આપણી બધાને સરળ રીતે આવડવી જોઈએ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ભણતરમાં હજુ ઘણા સુધારા કરવાની જરૂર છે જે ભણતર માં ત્રણસો ને પાંસઠ દિવસ આવે છે એની જગ્યાએ ચોપડીઓ પાંચસો પાનાની છપાય છે તો તે ભણતર ત્રણસોને પાંસઠ દિવસમાં કેટલી રીતે પૂરું કરી શકે સરકારે વિચારવા જેવું છે જે બાળકને ભણતરમાં જે વિષયમાં રસ હોય તેના તેના પર વધારે ધ્યાન શિક્ષકને આપવું જરૂર છે ગામડાંની સ્કૂલમાં વધારે શિક્ષણ વિષે કહેવાની જરૂર છે જે બાળકોને લખતા વાંચતાં આવડતું નથી તે વાંચી શકે અને સમજી શકે છે સરકારી સ્કૂલમાં ભણવા માટે સરકારે વધારે ધ્યાન આપવું પડે તેમ લાગે છે શિક્ષણ માટે હું તમને એટલું કહીશ કે ગુજરાતમાં વિદ્યાર્થીઓ એટલું સરસ ભણે છે આપણું ગુજરાત ઘણું આગળ હોવું જરૂરી છે જે વિદ્યાર્થીઓ પરદેશ જઈ ના શકે આપણાં ભણતર ભણીને અહીં નોકરી કરી શકે કે આપણો દેશ આગળ વધી શકે આપણા દેશમાં ઘણી બધી નોકરીઓ વ્યવસાય પણ વધારવાની જરૂર છે જે અહીં ભણીને નોકરીએ આપણો દેશ ઘણો આગળ વધારી શકે તેમ વિદ્યાર્થી ભણીને ટોપ લેવલ આવે છે છતાં પણ બહાર દેશોમાં કેમ જાય છે એ સરકારે ઘણું વિચારવા જેવું છે કેમ આપણો શિક્ષણ સુધારવાની ઘણી જરૂર છે સ્કૂલમાં એવી પ્રવૃત્તિ કરાવો નાના બાળકોને એ જ એમનાં જીવનમાં સહેલાઈથી આગળ થઈ જઈ શકે એમ એમને ભણવામાં કંઈ પણ મુશ્કેલી આવે તો તે સરળ રીતે જવાબ પણ આપી શકે